લેખક પોએટ કાલીદાસ રવીન્દ્રનાથ ટાગોર કવિ રાજ સિંહ મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ રવીન્દ્રનાથ ટાગોર

સરોજિની નાયડુ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામ મોહનરાય મહા કવિ કાલીદાસ ચરક ઈશુથી